હું ગુજરાતમાં ઘણા સ્થળોએ ગયો છું મને ગુજરાતમાં આ ખાસ કરીને વડોદરા અમદાવાદ અને કચ્છ પસંદ છે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ સયાજી બાગ અને અમદાવાદમાં સાબરમતી આશ્રમ કાંકરિયા તળાવ બહુ સરસ છે કચ્છના રણઉત્સવનો અનુભવ કંઈ અલગ જ હોય છે તેની સફેદ રણની સુંદરતા અને લોક લોકલ હસ્ત કલાનો મજા જ કંઈ અલગ જ હોય છે વડોદરાની શાંતિ અને ઐતિહાસિક સ્થળો અમદાવાદની વાઇબ્રન્ટ અને મોર્ડનીટી અને કચ્છના રણની સુંદરતા મને ખૂબ પસંદ આવી છે અમદાવાદમાં માણેક ચોકની રાત્રીની ચહલપહલ અને ત્યાંનાં સ્ટ્રીટ ફૂડનો આનંદ પણ ખૂબ જ હોય છે કાંકરિયા તળાવની બોટિંગ અને ટોય ટ્રેનની રાઈડો મને ખૂબ જ ગમે છે ગુજરાતનાં આ સ્થળોમાં બધું જોવાનું ગમે અને ફરવાની તક મળે છે જો હંમેશ માટે મન રમતું રહે છે